હલો યસ તુષાર અરે ભાઈ ત્યાં જા આપણે રજવાળી ઢોકળી ખાવા આવ્યા તા આહા મોજ પડી ગઈ ખરેખર એટલે આમ તો આપણે ના એટલે આપણે પછી ગયા વખતે એવું હતુંન કે ભઈ નજીકમાં જ્યાં મળે ત્યાં ખાઈ લોને તમે પાછા બધા મુંબઈવાળા આવો અને ગ્રાન્ડ ઠાકરની રજવાડી ઢોકળી એટલે આહા શું વાત કરવી અરે ના ના ના જેટલા ગેસ્ટ આવે ને અમારે ત્યાં એ બધા લોકોને અમે ખાસ આ કરીને ગ્રાન્ડ ઠાકરમાં જમવા માટે લઈ જઈએ અને સ્પેશિયલ ઓર્ડરમાં તો ખાસ કઈએ જ છીએ એ લોકો ના ત્યાં હોય જ છે રજવાડી ઢોકળી કારણ કે ઢોકળી તો બધા બનાવતા હોય છે પણ ગ્રાન્ડ ઠાકરની ઢોકળી આહા તમે તમને જે ટેસ્ટ મોંઢામાં મૂકો અને તમને જે મોજ પડે એના જેવી તો ક્યાંય બીજે મળતી જ નથી ના થોડોક એટલે ના ના થોડો થોડો થોડો એટલે ગ્રેવિ તો થોડી જાડી હોય છે પણ જે એનો ટેસ્ટ છે થોડુંક એમાં ગાર્લિકનો ઉપયોગ કરે છે લસણનો એને લીધે નય લસણ લસણનો ઉપયોગ હોય વધારે એટલે એને જે અખો ટીન્ટ જે આવે ને આખો જે એ અલગ જ પ્રકારનો ટેસ્ટ હોય છે એટલે મોજ પડી જાય તમે આમ ઢોકળી તો ઘણી જગ્યા ખાતા હો રજવાડી હા બસ બસ એકદમ એકદમ એકદમ મોજ પડી જાય તમે ખાવ એટલે તમને બત્રીસ કોઠે દીવા સીધા ઈ જ ચલો ચલો અત્યારે અત્યારે જ જઈએ એક કામ કરો તમે કઈ બાજુ છો તમે એ કઈ દો હા તો ડેપો બાજુ છો તો બસ બસ તો એક કામ કરો તમે સીધા નીકળો તમે કયો કેટલી વારમાં પોચશો તમે આપણે સીધા ત્યાંજ મળીએ અને આમાં એવું છે વાતો કરીયે ને એના કરતાં બેસીએ હસીએ કે સીધું ખાય જ લઈએ ચાખી લો તમે પછી તમે જાતે જ રિવ્યુ આપો કેવું લાગે છે ના ના ના સાચી વાત છે એટલે આમાં કર્યું એ કામ સીધે સીધું આપણે કરો કંકુના સીધા પોચી જ જઈએ એટલે તમે ઓકે હા તો મળીએ છીએ ત્યાં ગ્રાન્ડ ઠાકર પર અને હા બસ બસ ત્યાં પોચીએ મળીએ ભલે ભલે ઓકે ઓકે ઓકે ઓકે આવજો